અત્યારના સમય પ્રમાણે બાળકથી લઈને દરેક વ્યક્તિ એક માનસિક તણાવમાં આપણે જોઈએ છીએ એ તણાવને અનુભવ કરતો હોય છે જેમ કે બાળક છે તો એને ભણવાની સ્ટ્રેસ હોય છે એક યુવાન પુરુષ હોય તો એને કમાવાની ચિંતા હોય છે અને વૃદ્ધો હોય છે જે એને એને ઘરમાં બરાબર સાચવતા નથી જે એને કરેલું હોય છે એના ઉપર એને ચિંતા હોય છે કે હવે આગળ શું થશે અથવા અસંખ્ય પ્રકારની બીમારીઓ શરીરમાં ઘર કરી ગઈ હોય છે એટલે એટલા માટે આપણી જે સંસ્કૃતિ જે યોગા અમેરિકા યોગા થઈને આવ્યું આપણું જે યોગસ જે છે એને આપણે ધીમે ધીમે અપનાવવા લાગ્યા છીએ અને યોગ એક એવું માધ્યમ છે કે જે તમને કોઈ પણ દવાઓ વગર તમને સાજું કરી શકે છે સ્વસ્થ કરી શકે છે તનથી અને મનથી પણ કારણ કે હરેક અમુક પ્રકારની બીમારીઓ હોય છે એ મનથી હોય છે જો તમારું મન તંદુરસ્ત હશે તો તમારા શરીર ઉપર કોઈ જ અસર ના થાય તો એનું સૌથી મહત્વનું માધ્યમ છે યોગ અને યોગના અભ્યાસક્રમ એવા હોય છે કે જે તમે જો યોગને સારી રીતે સાચી રીતે પદ્ધતિને તમે અનુસરોને તો તમે ખૂબ જ સ્વસ્થ બની શકો છો શરીરથી મનથી અને યોગ છે એ આધ્યાત્મિક રીતે પણ તમને ખૂબ જ મદદરૂપ થાય છે આદ્યત્મમાંના માર્ગ પર જે આપણે ધ્યાન કરીએ છીએ લઈ જવા માટે યોગના અષ્ટાંગ યોગ કહેવામાં આવ્યો છે એના આઠ અંગો છે જે દરેક પ્રકારે આપણને મદદ કરે છે તો સૌથી મહત્વનો જે આ પાસું છે એ યોગ છે જો યોગને છે ને અભ્યાસક્રમની અંદર આપણે પરફેક્ટલી જોડવામાં આવે તો એ સમાજ વ્યવસ્થા જે અત્યારે ખૂબ જ ખરાબ બની ગઈ છે કે લોકો તણાવગ્રસ્ત થઈ ગયા છે ખૂબ જ નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જાય છે એકબીજાનું ખૂન કરી નાખે છે પાંચ દસ રૂપિયાની કિંમત માટે એટલો બધો ખતરનાક મગજ થઈ ગયો છે સાથે સાથે ઘણા બધા એવા વ્યસનો છે જેની ઉપર એ લોકો માણસો ચડી ગયા છે જે પાછા આવી નથી શકતા તો જો યોગને આ અભ્યાસક્રમ સાથે જોડીએ અને લોકો સુધી પહોંચાડવામાં આવે તો મારું એવું માનવું છે કે લોકોને કોઈપણ દવા વગર એ તંદુરસ્ત બની શકે છે અને યોગ માટે તો કહેવામા આવ્યું છે કે યોગ કલ્પતરું શ્રેષ્ઠો યોગ ચિંતામણી પરહ યોગ પ્રદાનામ ધર્માણામ યોગ શ્રેષ્ઠો સ્વયં ગૃહમ્ એટલે આને જો અપનાવી લઈએ તો કોઈ પણ બીમારીને કોઈ પણ પ્રકારની ચિંતાઓથી મુક્ત થઈ શકાય છે આપણે જોઈએ છીએ કે પહેલા ફોરેન કન્ટ્રીમાં આ યોગને માનવાવાળા લોકો ખૂબ જ વધી ગયા છે આપણે જે રીતે આપણી જીવન શૈલી છે આપણું ખાવા પીવાનું છે એ આપણે ફોરેન કન્ટ્રીને અનુરૂપ જીવીએ છીએ જ્યારે એ લોકો આપણા અનુરૂપ શુદ્ધ અને સાત્વિક જમવા લાગ્યા છે એ લોકો જ્યારે આપણે લોકો બહારનું હોટલોનું જમવાનું જમતા હોઈએ છીએ એના કારણે ગેસ એસિડિટી અત્યારે હરેક લોકોને બીપી અને ડાયાબિટીસ તો જાણે આમ લોકોને પૂછીએ એટલે કેવા જ માંડે અમને આ બીમારી છે આ બિમારી છે પગના દુખાવો સાંધાના દુખાવો નાની ઉંમરે કમરના દુખાવો અને અત્યારે જે મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે બાળકોમાં એના કારણે એ લોકો માનસિક રીતે પણ ખૂબ જ બીમાર છે તો જો આ બધા પ્રકારે આપણે યોગને સ્કૂલના છોકરાઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે અને એક એવી જ જગ્યા પર બધા જ લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે એવી સંસ્થાઓ સાથે જોડાઈને જો યોગનું માર્ગદર્શન પૂરેપૂરી રીતે સાચી રીતે આપવામાં આવે તો આ દરેક પ્રકારની બિમારીઓથી મુક્ત થઈ શકાય છે યોગ છે એ એક એવી વસ્તુ છે કે જે આપણે કોઈને મદદરૂપ થઈએ છીએ કોઈને સાજા કરીએ છીએ તો એના આશીર્વાદ પણ મળે છે સમાન્ય રીતે યોગની અંદર ધ્યાન હોય છે મંત્ર થેરાપી હોય છે કલર થેરાપી હોય છે જે અલગ અલગ રીતે આ યોગ દ્વારા જેમ કે કોઈ પથારી ઉપર પડ્યું છે તો તે આસન નથી કરી શકતું તો તમે એને કઈ રીતે સાજા કરશો તો ધ્યાનદ્વારા કરી શકાય છે મંત્ર દ્વારા કરી શકાય છે અમુક પ્રકારના શરીરમાં આપણા કલરો હોય છે જે વધ ઘટ થતા હોય છે તો એ કલરની પૂરતી કરીને પણ એ વ્યક્તિને સાજો કરી શકાય છે જેમ કે છોકરાઓ નાના છોકરા હોય જેમ કે વિદ્યાર્થી હોય તો એ લોકોને યાદશક્તિ ઓછી હોય ઘણા સ્ટુડન્ટ એવા હોય કે જેને યાદશક્તિ ઓછી હોય છે તો એને કલર કલરનું ધ્યાન સાથે સાથે મેડિટેશન અને મંત્ર થેરાપી આ ત્રણેય પ્રકારનો ઉપયોગ કરી અને જો એને કરાવવામાં આવે તો એની મેમરી પણ ખૂબ જ સારી બની શકે છે અત્યારે જોવામાં આવે છે કે લોકોની અંદર કોઈ પણ કામ કરતાં હોઈએ તો એકાગ્રતાની કમી છે તો એકાગ્રતા લાવવા માટે પણ તો આ યોગ સારામાં સારું માધ્યમ છે મેં ઘણી વખત લોકો પાસે સાંભળ્યું છે કે અમે યોગ ક્યારે કરીએ અમાર તો સવારથી આવી જઈએ દસ વાગે તો જમીને સીધું ચેર ઉપર બેસી જવાનું સવારે આવીને ચેર ઉપર બેસી જવાનું પછી જમીને ના રેસ્ટ ટાઈમ મળે છે અમે અમે વૉકિંગ કઈ રીતે કરીએ અમે ચાલીએ અમે સો ડગલાં કઈ રીતે ચાલીએ અમે કઈ રીતે આસનો કરવા માટે અમને સમય મળે પણ અમુક અમુક યોગની અંદર એવી પણ પદ્ધતિઓ હોય છે કે જે તમે ખુરશી પર બેસીને પણ જેમ કે સ્વર પરિવર્તન છે તે સ્વર પરિવર્તન દ્વારા તમે તમે જે પણ ખાધું છે તમારી પાસે સમય નથી વજ્રાસનમાં બેસવાનો તમારી પાસે સમય નથી સો ડગલાં ચાલવાનો તો તમે શું કરશો કે ચેર ઉપર બેસીને ખુરશી ઉપર બેસી તમારા કામ કરતા કરતા પણ હસ્તમુદ્રાનો ઉપયોગ કરીને પણ અમુક પ્રકારની જેમ કે પાચન શક્તિ જે છે એને સક્રિય બનાવી શકાય છે ચેર ઉપર બેસીને તમે ખૂબ જ સ્ટ્રેસ ફીલ કરી રહ્યા છો ખૂબ જ તમે ચિંતામાં છો તમને કોઈ યાદ નથી રહેતું સતત તમારા ઉપર પ્રેશર વધતું જાય છે તો તમે યોગ નિંદ્રાનો ઉપયોગ કરી શકો છો કારણ કે અત્યારે આપણે જોયું છે કે દરેક લોકો જેમ કે છે કે આવી બધી માનસિક બીમારીઓના કારણે લોકોની નીંદર પણ ઓછી થઈ ગઈ છે વિચારોએ ચડી જાય છે તો જો એ લોકોને યોગનિંદ્રા કરાવામાં આવે તો પણ સારામાં સારો ફાયદો થાય છે એટલે યોગની પદ્ધતિ એક એવી છે કે જે નાનાથી લઈ નાના બાળકથી લઈને વૃદ્ધ દરેક લોકો માટે મદદરૂપ સાબિત થાય છે હેલ્થ વિધાઉટ મેડિસિન્સ જો તમારે તમારે તંદુરસ્ત રહવું હોય હોય અને એ પણ જો દવા વગર તો યોગ જ માત્ર એનો ઉપાય છે તો યોગને અભ્યાસક્રમો સાથે જોડી એની સાથે સાથે સંપર્ક કરીએ કારણ કે ઘણા લોકો એવા હોય છે કે જે આળસુ પ્રકૃતિના હોય છે તો આપણે એને થોડુક કહેવામાં આવે છે કે ચાલો આપણે આપણે બધા ચાર પાંચ લોકો બધા થઈને યોગ કરીએ તો એનું કારણ શું છે આપણે સંપર્ક પણ બને છે અને યોગનો ફેલાવો પણ થઈ શકે છે એટલે નાના નાના ગ્રુપથી લઈ કોઈ સંસ્થાઓ હોય એની એની સાથે જોઇન્ટ થઈ અને આપણે જો આ યોગ વિશે સાચી માહિતી આપીએ તો એ લોકો દવાઓથી મુક્ત થઈ શકે છે કારણ કે દવા છે એક બીમારીને સાજી કરે છે જે એલોપેથી દવાએ એક બીમારીને સાજી કરે છે અને તમને ત્રણ બીમારી કે બે બીમારીઓ આપતી જાય છે તો જો તમને તંદુરસ્ત રહેવું હોય તો યોગનો માર્ગ સર્વશ્રેષ્ઠ માર્ગ ગણવામાં આવ્યો છે અને જેમાં આગળ સંસ્કૃત શ્લોક સાંભળ્યો એ સૌ બધા ધર્મોથી પર છે એની અંદર કોઈ જાતિ કોઈ જ આવતું નથી કોઈ પણ વ્યક્તિ ક્રિશ્ચન હોય મુસ્લિમ હોય હિન્દુ હોય એ દરેક વ્યક્તિ યોગને અપનાવી શકે છે અને રોગમુક્ત બની શકે છે